ખરું કહું તો મોબાઈલ ગેમની અંદર મને તો બિલકુલ ઈન્ટ્રેસ્ટ નથી અને હું બીજાને પણ એ જ સલાહ આપું કે આવી બધી વસ્તુઓ ગેમ જે છે એને બાયપાસ કરવી જોઈએ આ જો ગેમો બાળકોના હાથમાં ચડી જાય છે ને તો એની અસર બહુ ખરાબ થાય છે એની અસર હમણાં તો ખરાબ થસે પણ લાંબે સમયે પણ એ ખૂબ નુકસાનકારક સાબિત થશે એવું મારું માનવું છે